સમાચારમાં આવતી બાબતો સાચી હોય છે આપણે નજરે જોઈએ ઉત્તરાખંડમાં પાટ તૂટી રહ્યો છે તે મોટા મોટા પથ્થરો રોડ પર પડી રહ્યા છે ભૂસ્ખલન થઈ રહ્યું છે નદીઓમાં પૂરને કારણે કાચા મકાનો પડી રહ્યા છે તો આ બધું સાચું અને વાસ્તવિક હોય છે પણ કેટલીક સાચી કે ખોટી બાબત પર રાજકારણ લાવી અને સમાચારને લોકોને ગેરમાર્ગે દોરી રસ્તા પર લાવી આંદોલન કરાવીને રાઈનો પહાડ બનાવે ત્યારે આ ખોટો રસ્તો છે તેવું લાગે